હું મારો એક પ્રસનલ અનુભવ તમને શેર કરવા માંગુ છું હું અહીંયાથી ગયો હતો બોમ્બે સુરતથી બોમ્બે અમે ગયાં હતાં ટ્રેનમાં અમે હતાં ચાર પાંચ જણા હતા અમે લોકો બધાં સાથે હતાં તો અમે એક કલાક ત્યાં ઉભા રહીને વેઈટ કર્યું ટ્રેનનું એ ટ્રેઈન આવી આખી ફુલ હતી ટ્રેઈન ના તો અમે ટિકિટ રિઝર્વેશન કરાવેલી ના તો કંઈ અમે રિઝર્વેશન વગર જ હતાં ચાલુ ટિકિટમાં લઈને બેસી ગયા હતાં

એમાં આટલી ભીડ હતી એટલી ભીડ હતી કે એમાં મારો પર્સ પણ ચોરાઈ ગયો એમાં મારું પાનકાર્ડ હતું આધાર કાર્ડ હતું બહુ બધાં ડોકયુમેન્ટ્સ હતાં કામનાં ત્રણ હજાર રૂપિયા હતાં મારા એમાં બહુ બધું ચોરી થઈ ગયું એ તો મારા ફ્રેન્ડ્સ હતાં એટલે મને ત્યાં સાચવી લીધો મુંબઈમાં કારણકે વચ્ચે ટીટી પણ મળ્યો હતો તો એક એક જણાની ટિકિટ નહીં હતી એમાં તો એને પણ ત્રણ હજારનો ફાઈન લાગી ગયો તો બહુ બધો ખર્ચો થઈ ગયો અમારો ત્યાં પહોંચતા પહોંચતા જ અમારી જે ત્યાં પ્લાનિંગ હતું એ તો બધું બગડી જ ગયું જ્યાં રહેવાનું હતું ત્યાં અમે ટ્રેનના પટરી પર એય સોરી ટ્રેનના પટરી પર નહીં આપણે સ્ટેશન પર સુતાં હતાં અમે અમે ત્રણ ચાર જણા સ્ટેશન પર સુતાં હતાં અને ત્યાંથી ખાવાનું પણ અનલિમિટેડ જે પચાસ રૂપિયાનું આવે એ ખાધું હતું પછી એવું ઘણી બધી એક્ટિવિટી કરી હતી અને પૈસા વગર પણ અમે ખૂબ જ જલસા કરીને આવ્યાં હતાં મુંબઈથી આ હતું મારું પ્રવાસ